બાર અઠ્ઠાવીસ નવ્વાણું સો એકસો પચીસ બસો દસ ચાર હજાર એકસો પચીસ ચાલીસ હજાર પાંચસો દસ પંદર હજાર એકસો ત્રીસ દસ હજાર પાંચસો છ